અરે હા હા ભાઈ જો ને આ ટ્રીપ તો એકદમ ફર્સ્ટક્લાસ રહી પણ એક ખરેખર બહુ મોટો લોચો પડી ગયો યાર આ ત્યાંથી નીકળ્યા અમે લોકો હવે આપણે કેવું એક પેલું હેન્ડબેગ રાખ્યું હતું જેમાં બધાના પાસપોર્ટ પડ્યા હતા અને થોડા થોડી રોકડ આમ તેમ હતા ને આપણાં પેલાં તું સમજ્યો ને પેલા આ પાકીટમાં પેલા નાનાં મૂકેલાં હોય એ હતા અને પછી ત્યાંથી નીકળ્યા ને ખબર નહીં યાર બધું સેટ હતું બસમાં બેઠા ને ત્યાં સુધી બધો સામાન વામાન બધુ બરાબર હતું અને અચાનક સાલું જ્યારે ઉતરવાનું આવ્યું ને તો બેગની ચેન ખુલ્લી હતી હવે ચેક કર્યું મેં કીધું યાર આ ચેન કેવી રીતે ખૂલી હોય એટલે પહેલાં તો પૂછ્યું મેં કીધું ભાઇ કોઈએ હવે ખોલી હોય હવે હિના વિના કે એમ તેમ મેં કીધું કોઇકે કંઈ લીધું હશે અંદરથી કે પૈસા વૈસાની જરૂર પડી હશે એટલે પછી જોયું તો ચેન ખુલ્લી ને અંદર પાસપોર્ટ ન મળે યાર દોસ્ત શું ટેન્સન થઈ ગયું મને તું માને નહીં ખરેખર મેં કીધું યાર બીજું કંઈ એકવાર ચોરાઇ જાય ને તો ચાલે પણ પાસપોર્ટ વગર તો કેવી રીતે મેળ પડે પછી યાર જોગાનુજોગ કે ત્યાં બધી વાત કરી પણ ભાઈ એક કહેવું પડે આપણી સરકાર અને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આવ્યો ઈટ વોઝ રિયલી વેરી સપોર્ટીવ બહુ બહુ સારું એમ લોકોએ મને સપોટ કર્યો અને જેને કારણે છેલ્લે મને એ લોકોએ ફ્લાઇટમાં બેસાડ્યો સમયસર અમુક થોડાં ચેકિંગ અને વેરીફિકેસન્સ હતા એ બધુ કરી લીધું પછી ફ્લાઇટમાં બેસાડીને ઈન્ડિયા તો પહોંચી ગયો પણ ભાઈ એ સમયે ખરેખર આમ ધબકારા ચુકાઈ ગયા કે આ કેવી રીતે મેળ પડશે હેં આ કંઇ બોલ બેટ કે ગીલીદંડાનો ખેલ તો છે નહીં કે આમ બસ એમ મેળ પડી જાય ગમે તેમ અને પાછા આ લોકો તો સાલાઓ જો પકડાઈ જાય ને તો ગમે તેમ મારપીટ કરે એ અલગ પણ એક વાત કે યાર જોયા અહીંયા આવ્યા પછી પાસપોર્ટ રિન્યુઅલમાં આપ્યો ને ઝડપી કામ ખરેખર દોસ્ત એટલે આમ પંદર થી વીસ દિવસમાં તો પાસપોટ રિન્યૂ થઈને ઘરે આવી ગયો એટલે મને થયું કે યાર આ કામ ખરેખર આ લોકોએ સારું લીધું છે પણ આ જે પ્રોસેસ છે ને એ હજુ ઘણી ઇમ્પ્રુવ કરવાની જરૂર છે આ લોકોએ એટલે એમાં સુધારો લાવવાની જરૂર ખરી એમ કે જે પ્રમાણે એ લોકો આપણી પાસે ફોમ ભરાવડાવે છે અને જે પ્રમાણે બે ત્રણ પેલા આ વર્ષોથી ચાલી આવે એ પ્રમાણે પેલા વચેટિયા ને એજન્ટોની જે બધી મારામારી છે એના પર ખરેખર આ લોકોએ થોડું નિયંત્રણ લાવીને આખી વસ્તુ કંઈક ઓનલાઈન કરી દેવી જોઈએ એવું મને લાગે છે પણ ભાઈ એટલે આમ થોડોક ભયાનક અનુભવ રહ્યો પણ સાથે સાથે જ્યારે અહીંયા પહોંચ્યાં તો ખરેખર મનને ટાઢક વળી કે આખરે ઘરે પહોંચી તો ગયા અને પછી જે પાસપોટ પણ આ લોકોએ રિન્યૂ કરીને મોકલાવી આપ્યો હા જો ભાઈ રો આજે આ પાસપોટ આજે જ આવ્યો પણ હવે હવે થોડી હાશ થઈ સરસ રહ્યું બાકી બધું મિત્ર એકદમ જોરદાર રહ્યું